ભારતમાં ધાર્મિક તહેવારો ઘણા બધા છે એમાં મેં ધારો કે શ્રાવણ મહિનાની સાતમ હોય તો સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને સગડીની પૂજા કરીએ છીએ કુલેર ધરાવીએ છીએ નાગલા ચળાવીએ છીએ અને કંકુ ચોખા ફૂલથી પૂજા કરીને આગલા દિવસનું બનાવેલું ઠંડુ ખોરાક જ જમીએ છીએ આખો પરિવાર આ દિવસે સાથે ઠંડો ખોરાકનો ખોરાક લે છે એનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સ્ત્રી ત્રણસો પાંસઠ દિવસ રાત ઘરકામ કરતી હોય છે તો તેને એકદિવસનો આરામ મળે અને ધાર્મિક પુસ્તકોનો વાંચન આ દિવસે કરે છે અને પ્રથા તરીકેની એની વાર્તા ઘણી લાંબી છે પણ ટૂંકમાં કહુ તો શીતળા માતાની પૂજા સગડીના ર ર રૂપમાં કરે છે અને શીતળા માતા જે શીતળતા આપતા હોય છે તેમને અમારા પરિવારમાં પણ શીતળતા આપવાની પ્રાર્થના કરીએ છીએ